મારે ત્યાં સવારના ગેસ્ટ મારે ત્યાં કોઈપણ ગેસ્ટ આવે ત્યારે સવારના બ્રેકફાસ્ટમાં હું ગરમા ગરમ ઉપમા છે વેજીટેબલ ઉપમા કે એ કંઇ બનાવું છું સાથે કોપરાની ચટણી લીલી ચટણી બપોરના લંચમાં દાળભાત રોટલી શાક તો હોય જ પણ ફરસાણમાં બટેટાવડા છે ચટણીઓ છે એકાદુ સલાડ છે કોબી કોબીનું કોબીજ ગાજર ટમેટાં અને મોગરી નાખીને દહીંવાળું સલાડ બનાવું છું મિષ્ટાનમાં ખીર છે બનાવું છું તેમજ બપોરના ચા સાથે સૂકો થોડો નાસ્તો તો ચેવડા ચેવડો પણ હું ઘરમાં જ બનાવું છું પૌંવાનો ચેવડો રોસ્ટેડ પૌંવાનો ચેવડો બનાવું છું એ એ લોકોને આપું છું અને સાંજના પાઉં ભાજી છે દહીંવડા છે સાથે બીજો કોઈ બનાવવાનું હોય તો હું રગડો પેટીસ છે ભેળ છે એવું બધું બનાવું છું અને રાતના એ લોકોને કોલ્ડ કોફી અથવા તો રબડી બનાવીને આપું છું કે જેથી એ લોકો થોડું એન્જોય કરી શકે બાકી ગુજરાતીઓ માટે ફૂડ એ તો મસ્ટ છે તમે જ્યારે રાતના બાર વાગ્યે પણ આપો તો એ લોકો ખાય છે એટલે રાતના બાર વાગે પણ એ લોકો પાછા મારી પાસે માંગે છે ખરા કે ચાલો કંઇ હોય તો આપો ત્યારે ઘરમાં જે સૂકો નાસ્તો પડ્યો હોય તે લોકોને